હા કેમ છે ઝીલ સર હા હું સ્કૂલમાંથી બોલું છું શું ચાલે હેં ચાલે છે હો થોડું ઘણું પાછું એ હમણાં રેન્જના લીધે થોડું બધું સિલેબસને એવું બધું બાકી રહી ગયું છે એટલે હવે બસ કવર અપ કરીએ હા અમારે બી એજ પ્રોબ્લમ ચાલે છે એટલે હવે બધું સિલેબસ કવર અપ કરીએ છીએ ટ્રાય કરીએ જલદીથી જલદી એક્ઝામ આવે એ પહેલાં કવર થઈ જાય એવું

હા નો આવે હા એકસ્ટ્રા ક્લાસને એવું આપીએ

હા એ છે તે કેમકે ઓનલાઈનમાં ક્યારેક નેટવર્ક ઇસ્યુ ને એવું થઈ જાય છે જેથી બાળકોને કમ્ફર્ટેબલ નથી આવતું પછી હમણાં વરસાદ થોડો ઓછો છેતો તો એમાં ઓફલાઈન જ રાખ્યું છે

ટ્રાય કરીએ છીએ પૂરતી કે એક્ઝામ પહેલાં બધું કવર થઈ જાય હા હા અમુક લોકોને પછી લાઈવમાં સમજાતું હોય વધારે પછી ઓનલાઈન ક્લાસીસમાં બી સમજાતું હોય એમ હા એવું હોય એવું છે એક્ઝામની કેવી પ્રીપ્રરેશન એક્ઝામમાં કેવું થઈ ગયું બધું કરાવું ઓકે ડન છે